દોડવાથી આપણું શરીર હળવું થાય છે દોડવાથી આપણું વજન ઘટવામાં મદદ કરે છે દોડવાથી આપણને સ્ફૂર્તિ મળે છે શરીરમાં કેલેરી બર્ન કરે છે સુધારેલા માનસિક સ્વાસ્થ્ય દોડવાથી આપણી માનસિક સ્થિતિ સારી બને છે કારણ કે તેમાં સ્ટેમિના બહુ જ વપરાય છે પછી આપણનો યુસ થાય છે દોડવાથી ઉર્જા મળે છે અને તે ઉર્જા વપરાય છે તેમાં શરીરમાં વધુ સક્રિય બનાવે છે દોડવું એ આરોગ્ય માટે સુખકારી છે જો તમે નિયમિત દોડવાનું શરૂ રાખો છો તો તમે સારું એવું સ્વાસ્થ્ય મેળવી શકો છો નિયમિત દોડવું એ વ્યક્તિ માટે બહુ જ ફાયદેમંદ હોય છે તે દોડવાની ક્રિયાથી હૃદય પણ ફાસ્ટ કામ કરે છે અને રક્ત પણ સારું વહે છે જેથી શરીરમાં કોઈ પણ જાતનો રોગ થતાં નથી અને રોગથી પણ બચાવે છે અને શરીર સ્ફૂર્તિવાળું રહે છે તેમાં સ્ટ્રેચિંગ પણ કરી શકો છો સ્ટ્રેચિંગથી તમારા જે જોઇન્ટ્સ હોય છે તે મજબૂત બને છે અને સ્ટ્રેચિંગ કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે અને આરામદાયક રહે છે અને તમને રોગ થવાની સંભાવના ઓછી થાય છે